હું રેગ્યુલર જ પણે તેને સક્રિય રહીને તેને અનુસરું છું જેથી કરીને ઘણું પણ ઘણું ઇમ્પ્રુમેન્ટ જોવા મળી રહ્યું છે માટે તેને હુ રેગ્યુલર ફોલો કરતો રહીશ અને તેના માટે ખૂબ જ પ્રયત્ન કર પ્રયત્નશીલ રહીશ જેથી કરીને મારા રનિગની અંદર ખુબજ ઇમ્પ્રુમેન્ટ આવે તેથી કરીને હું રેગ્યુલર તેને અનુસરૂં છું અને જોડે જોડે તેને મથવાનો પણ પ્રયત્ન કરતો રહું છું જેથી મને ઘણું ઇમ્પ્રુમેન્ટ જોવા મળી રહ્યું છે